આજના સમયમાં હવે દરેક જગ્યાએ કોંક્રિટનાં જંગલો બની રહ્યા છે અમારી સોસાયટીમાં પણ મકાન રસ્તાઓ બધુ કોન્ક્રિટથી કવર્ડ છે એટલે ખુલ્લી જમીન બહુ દુર્લભ થતી જાય છે તેવા સમયે પર્યાવરણની જાળવણી માટે છોડ વૃક્ષ ઉગાડવાં બહુ જરૂરી હોય છે એટલે મેં મારા ઘરમાં પણ કુંડામાં સારા સારા છોડ ઉગાડેલા છે અમુક અહીંના લોકલ ને સિઝનલ ફૂલ છોડ જેમકે બારમાસી મોગરો ગુલાબ જાસૂદ વગેરે ફૂલો પણ ઉગાડેલાં છે એ સાથે સાથે ઘરની અંદર પણ અમુક એવા છોડ હું રાખું છું કે જેથી ઘરની અંદરનું પણ આબોહવા ને ઓક્સિજનનું પ્રમાણ જળવાઇ રહે જેમકે સ્નેક પ્લાન્ટ એરિકા પામ એનથુરિયમ વગેરે જેવા પ્લાન્ટ ઘરની શોભા પણ વધારે છે અને ઘરનું વાતાવરણ પણ જાળવી રાખે છે એ સાથે સાથે ઘરની આસપાસ નાના નાના જીવો જેમકે ચકલી પતંગિયા વગેરે આવતા હોય છે તેના માટે થોડી પાણીની વ્યવસ્થા ને એવું કરી રાખેલું છે ચકલીના માળા માટે અહીંયા સમાજસેવી સંસ્થા તરફથી કાગળના માળા મળતા હોય છે એવા મૂકી રાખેલા છે કે જેથી પશુ પક્ષીઓ પણ ફૂલોનો રસ લઈ શકે પાણી પી શકે એમના માટે એક વારંવાર દાણાને એવું પણ નાખતા હોઈએ છીએ કે જેથી એમનું પણ પર્યાવરણ સાથેનું વિનિમય જળવાઈ રહે